મને કાગળ અને પૅન ઉપર લખવા કરતાં લૅપટોપ ઉપર અને ખાલી મોબાઈલ ઉપર ટાઈપ કરવું વધારે ગમે એની સાચી વાત કરું તો એમાંથી એક મોટામાં મોટો ફાયદો એ થાય છે કે ઘણી વખત કૉપી પેસ્ટ કરીને આપણે સરળતાથી વધારે લાંબુ લખીએ છીએ લખેલું આપણે સેવ કરી શકીએ છીએ કોઈ લખાણમાં સામાન્ય ફેરફાર કરવો હોય તો આપણે ઍડિટિંગ કરીને એ લખાણને ફરી નવાં સ્વરૂપમાં પ્રસ્થાપિત કરી શકીએ છીએ એ વસ્તુ જ્યારે કાગળ ઉપર લખાણ હોય ત્યારે આપણને તકલીફ પડે છે કાં તો પૂરેપૂરું ફરી લખવું પડે એટલે મારી દૃષ્ટિએ લૅપટૉપ કે મોબાઈલમાં લખાણ કરવું બહુ સહેલું પડે છે અચ્છા મોકલવા માટે પણ ક્યાંક આપણે એ કૉપી મોકલવી હોય તો બાય ઈમેલ કે બાય વૉટ્સએપ આપણે મોકલી શકીએ છીએ એટલે મારી દૃષ્ટિએ મને મોબાઈલમાં અથવા તો લૅપટૉપ ઉપર લખવું વધારે ગમે છે લેખનકાર્યમાં શું બદલાવ આવે એક વાત કરીએ તો

સરળતાથી લખ લખી શકાય છે અને હવે તો એક એક એવું પણ આવ્યું છે મોબાઈલમાં કે તમે બોલવાથી ઑટોમેટિકલી લખાણ આવે છે મતલબ કે તમારી બોલવાની સ્પીચ ઑટોમેટિકલી મોબાઈલમાં કે લૅપટૉપ પર લખાઈ જાય છે એમ એટલે આ એક જે નવી ટૅકનોલોજી આવી છે એનો પણ આપણે લેખનકાર્યમાં મોટો બદલાવ ગણી શકાય એનાથી આપણે ઓછી મહેનતમાં વધારે લખી શકાય છે ઝડપી લખી શકાય છે અને એનો આપણે પ્રૉપર જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ